હું મારા વિસ્તારમાં પોસાય નહીં સરકારી કેન્દ્ર ખાનામાંથી દવા લઉં છું આરોગ્ય માટે દસ્તાવેજોનો કોઈ જરૂર પડ પડતી નથી અને સેવાઓ પણ સારી જ હોય છે અને દવાઓનું પોષણ ના ખર્ચ કોઈ કોઈ વધુ હોતો નથી અને તેનો ખર્ચો સારા ઉપયોગ માટે જ કરવામાં આવે છે તો એ એ માટે આપણે કોઈપણ એવું ન હોવું જોઈએ કે વધુ ખર્ચને નાના ખર્ચ એવું કઈ હોતું નથી જો મરી રહે પોતાના દસ્તાવેજો જરૂર હોતા નથી અમુક મો મોતી મોટી ઈજા થઈ હોય તો તેના પૈસા થઈ હોય તો દસ્તાવેજોને જરૂર પડે છે અને જો નાની ઇજા થઈ હોય તો તેને ઉપયોગ ઓછી તો દસ્તાવેજોના થઈ શકતા નથી અને સરકારી દવાખાનામાં દુકાનોમાં સારા સારા દસ્તાવેજો મળી શકે છે દવાઓ મળી શકે છે બધી સેવાઓ અને સારી મળે છે સ્વચ્છતા હોવાનું સ્વચ્છતા વિવિધ વિવિધ વિવિધ કાર્યો એ સારા મળી શકે છે એનાં કારણે દર્દીઓને દર્દીઓને પણ સારું સારી રીતે સારી રીતે જલદી સારા થઈ શકે છે થઈ શકે છે અને અને પોષણને કેવી રીત સવારે ઊઠીને જલ્દી જલ્દી ઊઠીને યોગા કરવા રનિંગ કરવી દોડવું છે કૂદવું છે વગેરે કાર્ય આપણે કરી શકીએ છીએ એમ અને એ એ લાભ આપને આપણાં શરીર પર થાય છે તેના લીધે આપણું શરીર તંદુરસ્ત બને છે સારા સારા ખોરાક સારો સારું રહેઠાણ સારા દવા સારું કાર્ય વગેરેથી આપને આપને આપણાં શરીરને લાભ મળી શકે છે અને અને સવાર ઉઠી રનિંગ કરવું પછી યોગા કરવા જોગિંગ કરવું સાયકલિંગ કરવું વગેરે કર્યો આપણે આપણાં શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એના માટે આપને સારી સારી તંદુરસ્તી અને ઉંમર પણ સારી રહે છે અને કોઈ આપને ઇજાઓ થતી નથી અને કોઈ રોગ આપણને થઈ શકતો નથી એ કારણે આપણને કારણે સારી સારી સારી સારી દવાઓ અને કાર્ય કરવાં જોઈએ